કોઈએ ગાવાનું શરૂ કરવું હોય અથવા તો તેમનું ગાવાનું કૌશલ્ય સુધારવું હોય તો હું એમને સલાહ આપીશ કે પહેલાં થોડું સૂરનું નોલેજ એટલે કે જે હાર્મોનિયમનું નોલેજ છે સા રે ગ મ પ ધ ની સા અથવા તો જે તે સ્કેલથી ગાઈ શકે છે એનું નોલેજ વધારેમાં વધારે ગેઈન કરે અને વધારેમાં વધારે એમાં રિયાઝ કરે ત્યારબાદ કોઈ એમનાથી મોટા કલાકાર હોય તેમના ગીતો સાંભળે એની જે રસનું ફિલ્ડ હોય ધારો કે લોકગીત છે દુહા છંદ છે એમને જે ફિલ્ડમાં આગળ વધવું હોય તેમનું નોલેજ ગેઈન કરે નોલેજ ગેઈન કર્યા બાદ રિયાઝ કરે અને રિયાઝ પણ એવી રીતે કે પૂરતો સમય આપીને રિયાઝ કરે તો તેમને ગાયન સુધરી શકે છે અને આગળ વધી શકે છે અને બીજું એક હજી એક આગળ રસ્તો એ છે કે કોઈ સારા એવા સંગીતના નોલેજવાળા વ્યક્તિને પર્ટીક્યુલર વ્યક્તિને પકડી એને પકડી મિન્સ એને ગુરુ ધારીને એમની પાસેથી નોલેજ મેળવીને તેમાં તે ફિલ્ડમાં જે તે ફિલ્ડમાં આગળ વધે તો પણ અ વધારે એવું ગાયનનું નોલેજ મેળવી શકાય છે ગાયન તો એક દરિયો છે એમાં નોલેજની કોઈ સીમા નથી જિંદગી આખી આપણે નોલેજ જ મેળવવાનું હોય છે ગાયન ત્યાં સુધી એટલું અઘરું છે ને નેક્સ્ટ લેવલ છે કે તમારે બધું જીવનપર્યંત જો તમે અ બધી ટ્રાય કરોને જે આખું જીવન જો એમાં કાઢો તો પણ ગાયનનું નોલેજ અને સંગીતનું નોલેજ ખૂટે તેટલું નથી એટલું નોલેજ હાલમાં અવેલેબલ છે બધી જગ્યાએ ગાયનમાં ઘણી બધી ફિલ્ડ આવે જેમકે લોકગીતથી માંડીને પ્રદેશ પ્રદેશના શૌર્ય ગીત અલગ અલગ ઋતુ ગીત એ દુહા છંદ છે ભજન છે ગઝલ છે શાસ્ત્રીય કંઠ્ય સંગીત છે શાસ્ત્રીય સંગીત છે પછી હળવું કંઠ્ય સંગીત છે ઘણી બધી ફિલ્ડ છે જેમાં આપણે આગળ વધી શકીએ ત્યારબાદ બોલીવુડનું જે કંપોઝર છે અ એ જે મ્યુઝિક ડાયરેક્ટર કરે છે મ્યુઝિક ડાયરેક્ટર બની શકાય એવી ઘણી બધી અ ફિલ્ડ છે જેમાં આપણે આગળ વધી શકીએ છીએ તો ગાવા માટે મુખ્ય જે વસ્તુ જરૂરી છે તેમાં આવે છે એક સૂરનું નોલેજ અને ત્યારબાદ આપણો રિયાઝ જેમ આપણે ગાયન વધારે કરીશું આપણી ક્વોલીટીઝ સુધારીશું એમ તો એમાં આપણે ફિલ્ડમાં સારું એવું આગળ વધી શકીશું થેન્ક યુ